હલો હા તમે રિક્ષાવાળા ભાઈ બોલો છો હા મારે ઓગણીસ તારીકે વલસાડ જવાનું છે એના માટે મને રિક રિક્ષા બુક કરવાની છે તો તમે ત્યારે ફ્રી રહેશો હા અહીંયાંથી બે કલાકનો રસ્તો છે હ મારે મારી ફેમિલી સાથે જવાનું છે તો તમે રિક્ષામાં ચાર જણા બેસી શકશોને હમણાં વરસાદનો સમય છે એટલે તમે રિક્ષાને પ્લાસ્ટિકથી બરાબર ઢાંકજો હા તમે ભાડું કેટલું લેશો બસો રૂપિયા આ તો બહુ કવેવાય બસો તો સોમાં નહીં થાય હા હા સારું હા ચાર જણા જવાના છે હા હા તમે કેટલા વાગે આવશો સવારે મારે આઠ વાગે નીકળવું છે તો તમે જલદી આવી જશોને મોડું નહીં કરતાં કેમકે પછી લેટ થઈ જશે તો પછી સારું નહીં કહેવાય હા હા જલદી આવી જજો

અહીંયાંથી વલસાડ જવાનું છે પારડીથી વલસાડ જવાનું છે મારું એડ્રેસ તે પારડી લાલભાઈ પાર્ક છે તો તમે ત્યાંથી પિકઅપ કરી લેજો અને સવારે આઠ વાગે એટલે તમે જલદી પહોંચી જજો હા બસો રૂપિયા બહુ વધારે કવેવાય તમે સોમાં થઈ જાય હું તો હમણાં જ સોમાં બધાને આપું છું એતો તમે વધારે કે છો તમેની નહીં થતું હોય તો મેં કોઈ બીજાની રિક્ષા બુક કરાવી લો હા હા થઈ જશે હા હા સારું સારું હા ચાર જાણા જવાના છે

હા ચાલો તો સારું હા